મારે રસોડામાં ક્રોકરી માટેનાં કબાટ બનાવવાના છે પાંચ તો એના માટેનો શું ચાર્જ લો છો તમે ત્રણ એક જ જગ્યા પર છે અને બે છે એ જુદાં છે અને એ કબાટ હાઇડ્રોલિકવાળા બનાવીએ તો કેટલો ખર્ચ થાય અને સાદા કબાટ બનાવીએ તો કેટલો ખર્ચ આવે એ ચાર્જમાં મટીરીયલ પણ તમારી સાથે જ અંદર આવી ગયું કે અમારે અલગથી લાવવું પડે

બનાવવાનો ખર્ચ તમે ફૂટ ઉપર લો છો કે ઉચ્ચક ભાવથી સારું કઈ વાંધો નહીં